બાળપણમાં હું સ્કૂલમાં જ્યારે જતો તો શાળામાં ત્યારે એવી તો બહુ બધી જગ્યા હતી કે જ્યાં અમને લઈ જતા હતા જેવી રીતે આપણે નૉર્મલી કોઈ બી તમે સ્કૂલમાં ચાલ્યા જાઓ શાળામાં કે ત્યાં તમને ચોકીદારની નામની જગ્યા પર તો તમને લઈ જ જાય કે ત્યાં ચોકીદારની વસ્તુ જ એવી છે કે ત્યાં બાળકોને તમે લઈ જાઓ તો તમને ત્યાં બાળકોને એટલી મજા આવે છે રમવાની પછી ત્યાં અલગ અલગ એક્ટિવિટીઝ એ લોકો રમાડાવે છે એ રીતે તમે સ્ટાર્ટિંગમાં ત્યાં જશો તો સ્ટાર્ટિંગ છે તે તમને તમને લીંબુ પાણીથી તમારું સ્વાગત કરશે પછી ત્યાં બળદગાડાની રાઈડ છે પછી ત્યાં તમે જાઓ તો તમને લંચને એવું પણ એ લોકો આપે છે ડિનર આપશે પછી ત્યાં રાત્રે એક શો પણ થાય છે ડાન્સ ટાઈપનો કે જે રાજસ્થાની ટાઈપનો ડાન્સ ત્યાં કરે છે અને એ બધી ડાન્સને બધું જોવાની તમને બહુ મજા આવે છે ને આખો દિવસ તમારો ક્યાં નીકળી જાય એ તમને ખ્યાલ જ નથી આવતો અને બીજી બધી જગ્યાએ જેવી કે રિસોર્ટને પર બી લઈ જતાં હોય છે અમુક સ્કૂલમાંથી જે રીતે મોદી રિસોર્ટ પછી કોઈ જગ્યા પર છબ છબા છબમાં બિ લઈ જતા હોય છે એ બધી જગ્યા પર તો આપણે નૉર્મલી જાતે પણ જતા હોઈએ છે બટ સ્કૂલમાંથી આપણને સર લોકો જો લઈ જાય છે તો એ ત્યાંનું ફરવાનું થોડુંક અલગ મજા આવે છે કેમ કે તે આપણે આપણા ફ્રેન્ડ સાથે ગયા હોઈ એટલી મસ્તી કરતા હોઈ છીએ આપણે અલગ અલગ રાઇડ્સમાં સાથે બધા બેસતા હોઈ પછી વેવ પુલ હોય છે તે બધી વસ્તુમાં મજા કરવાની એટલી મજા આવે છે અને અમને તો ત્યાં એક વખત દિલ્હી પણ લઈ ગયા છે દિલ્હીમાં તાજમહાલ બતાવા માટે આ રેડ ફોર્ટ બતાવવા માટે સંસદ ભવનની વિઝિટ લેવા માટે અને અમને અહીંયાંથી ગરીબરથ ટ્રેનની અંદર લઈ ગએલા હતા ત્યાં પણ અમે આખા જર્નીમાં એટલી મસ્તી કરી છે કે સર લોકો અમારાથી કંટાળીને અમને ખિજવાતા હતા કે બસ કરો હવે મસ્તી બંધ કરી દો અને ફ્રેન્ડ સાથે તમે આટલી લોંગ રુટ પર બિ ગયા હોય તો તમારા કેટલા દિવસ ક્યાં નીકળી જાય તમને ખ્યાલ જ નહીં આવે તમને ઘરની પણ યાદ નહીં આવશે કે તમે ઘરેથી આટલા દૂર છો કે તમને મમ્મી પપ્પાની બિ થોડાક ટાઈમ સુધી તો યાદ નહીં આવશે કે તમે એમને છોડીને ગયા છો કેમ કે ત્યાં આપણા મિત્ર હોય છે અને મિત્રની સાથે તમે ફરતા હો એટલે તમને કોઈ પણ વસ્તુનું તમને કમી નહીં થવા દે કેમ કે મિત્ર એ વસ્તુ જ એવી છે અને ત્યાં જેટલી પણ વસ્તુ જોઈ છે અમારે સર ટીચર બિ અમારી સાથે ફૂલ સપોર્ટ રાખ્યો છે અને એકદમ સ ફ્રેન્ડની જેમ ત્યાં રહ્યા છે તો તમને મજા આવે બાકી ત્યાં પણ જો અગર સર ટીચર એ લોકોની રીતે જ રે તો આપણને ત્યાં પછી કોઈ બી વસ્તુની મજા નહીં આવે એટલે ત્યાં ઓલવેસ સ્કૂલમાંથી ટીચર્સ એવા જ લોકોને મોકલે છે કે જે એકદમ ફ્રીલી હોય બધા એકદમ સરખી રીતે બધા જ છોકરાઓ સાથે વાત કરતા હોય અને અમને તો આવતી વખતે અમને લોકોને ટ્રેનમાં ડોમીનોઝના પીઝા પણ ખવડાવવામાં આવ્યા છે કે ડોમીનોઝના પીઝાને એની સાથે કોકોકોલા અને એ જે ટ્રીપ મારી લાઈફમાં જે પણ મે સ્કૂલમાં કરી છે એ બેસ્ટ ટ્રીપ હતી અને એના પછી અમારી સ્કૂલમાંથી અમને સિમલા કુલુમનાલી માટે પણ લઈ ગયેલા હતા બટ ત્યાં એટલી બહુ મજા નહોતી આવી